હાં મારી સોનાનો વાત કરો અચ્છા ઓહો ઓ નાઇસ હા તમ કોની કોની ફિલ્મ છે અચ્છા

અચ્છા હમ બજેટ શું હશે ઓકે એટલે મારે ક્યારે આવાનું રહેશે અચ્છા હું તો ફ્રી જ છું જો તમારે આવવું હોય તો મારા ઘરે આવીને બી તમે ચેક કરી શકો છો એવું હોય તો હું આવી જઈશ તમારે ત્યાં અચ્છા ઓકે તમે મને કહી શકો છો કે કઈ ફિલ્મની વાત કરી રહ્યાં છીએ આપણે ઓહ હા હા અરેરે હાં હું આ આ ઓપોરચુનીટીને હું લઇશ હું જવા નહીં દઇશ

સારું એટલે ઘરે આવો છો કે મારે ત્યાં આવવાનું સારું ઓકે